આજતી સાઠ વર્ષ પહેલાં જો જોઈએ તો રસોડાની અંદર ચૂલો ક્યાં તો કોલસાની સગડી રહેતી હતી એક ચુલાની અંદર લાકડાં મૂકી ને અને એની ઉપર તપેલી મૂકી ને દાળ અલગથી ચઢાવવામાં આવતી કોલસાની સગડી પર ભાતનો અલગ તપેલી મૂકવામાં આવતી વત્તા એક ચુલાની ઉપર બનાવેલું અનાજ કે બનાવેલું ખાવાનું જે હોય જેનો સ્વાદ જોઈએ તો અત્યારે એ સ્વાદ કોઈ પણ જગ્યાએ મળવા મળવા પાત્ર નથી કારણ કે એ વખતે જે મસાલા મસાલા કૂટતા હતા જે મસાલા વાટતામાં વાટવામાં આવતા હતા જે ખલ અને બટ્ટાનાં નામનાં સાધનની અંદર કરાવતાં ખાયણી અને પરાઈ આ બે વસ્તુથી પણ એ મસાલા વાટી ને એને તૈયાર કરાવતા હતા અને એ મસાલા જેવી મસાલા છે હળદર મરચાં જે ગરમ મસાલો એ બધું ખાંડવા માટે ગોલણ આવી ને ઘરે આવી ને બનાવી જતી હતી અને એને એની અંદર જે મીઠાશ રહેતી હતી એની અંદર જે કામ કરવાંની ધગશ સ્ત્રીઓને રહેતી હતી એવી ધગશ અત્યારનાં તબક્કે જો જોવા મળે તો એ ધગશ છે જ નહીં કોઈ પણ સ્ત્રીની અંદર એમને તો અત્યારે જે રસોડાની અંદર વિજળીક ઉપકરણો પ્રાપ્ય થયાં છે

તે સમયની અંદર મારાં મમ્મી કે મારાં બહેન એની અંદર આળસ ન હતું સવારે પાંચ વાગે ઉઠી જતાં ઘરની ત્યાર પહેલાં જો જોઈએ દાદીનાં સમયની અંદર જોઈએ તો ઘરની અંદર પાંચ વાગ્યે ઊઠી ને ઘંટી જે ઘંટીથી ફેરવી ને ઘઉં કે બાજરીનો લોટ તૈયાર કરી ને એ લોટનો લોટની ભાખરી ક્યાં તો રોટલા બનાવતા જેમાં મીઠાશ જોઈએ એ મીઠાશ એટલી બધી હતી કે અત્યારે જે ભાખરી કે કંઈ પણ ખાઈએ છે તો એની મીઠાશ નથી આવતી અને એની અંદર દાદી કે મમ્મીની નો પ્રેમ સમાયેલો હતો અત્યારે જો જોઈએ તો સ્ત્રીઓને એક માથા પરથી દાન ઉતારતાં હોય એ રીતનું વર્તન કરીને ખાવાનું બનાવવાની હોય છે જેની અંદર આપણને ઘણી ઘણાં તબક્કે ખાવાનું પણ મન નથી થતું કારણ કે અત્યારે ગેસ ઉપર તમે બનાવી દો તો ગેસની અંદર કુકર હવે એ કુકરની અંદર તમે દાળ બાફો પેલાંમાં ઓરવામાં આવે અને ઓરેલી દાળ અને બાફેલી દાળની અંદર આસમાન જમીનનો ફેર છે બાફેલી દાળથી તમારા પગ તમારી અંદર યુરિક એસિડનો વધારો થાય છે જેને કારણે સાંધાઓનાં દુખાવા વધી ગયા છે આજે જો ઘૂંટણનો દુખાવો કે કમરનો દુખાવો જો કોઈ ઘણાં વ્યક્તિઓને છે જે યુરિક એસિડ વધવાનાં કારણે હોય છે જ્યારે પેલા ચૂલા ઉપર ઓરેલી દાળની ઉપરનું ફીણ કાઢી લઈએ એ યુરિક એસિડ છે એ યુરિક એસિડ નીકળી જાય તો એ જે દાળ માં મીઠાશ આવે અત્યારે બાફેલી દાળમાં એ મીઠાશ ન મળે અત્યારે પિક્ચર છે હવે મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરી લીધું મસાલો તૈયાર થઈ ગયો દાળ શાકમાં નાખી દીધો પતી ગયું ગ્રાઈન્ડરથી તો તે તે પ્રમાણે અને એ એવન એવન જોઈએ તો તે ખાલી શેકવાં માટેનું છે અને એની અંદર એ શેકેલું જે ખાઈએ એનાં કરતાં ચૂલા ઉપર કે સગડી પર શેકેલો રોટલો કે શેકેલી ભાખરી ખાઈએ તો એની મીઠાશ જ કોઈક અન્ય અનન્ય મીઠાશ હોય છે કે જેથી કરી ને માણસને બે ભાખરી ખાતો હોય તો ચાર ભાખરી ખાય અત્યારે તો બે ભાખરી ખાતાં હોવ તેનો દમ નીકળી જાય એવી પરિસ્થિતિ આ વીજળીક ઉપકરણો આવવાંથી વધી છે લોકો એડવાન્સ થયાં છે પણ એ એડવાન્સની અંદર આળસ પણ એટલું જ આવી ગયું છે માણસમાં કે કંઇ નહીં આપણે જઈ ને ગ્રાઈન્ડર કરી લઈશું પતી જશે આમ કરી દઈશું પતી જશે એટલે એ રસોડા ને અને અત્યારનાં રસોડામાં આસમાન જમીનનો ફરક છે